તમારે આ વીકનો ટીચિંગનો પ્લાન શું છે સપ્ટેમ્બર મંથનો રજાઓ બધી બહુ આવે છે

હા બોલો આ તમારે આ વીકનો સપ્ટેમ્બરનો પ્લાન શું છે હા આ વિકમાં ઘણી કેમ લેક્ચર કેમ વધારવા પડશે તમે તમે સ્ટુડન્ટના એકકોર્ડિંગ રજા ને બધું ધ્યાન ન લે ને તમારું ટીચિંગનો જે કેટલો સિલેબસ બાકી છે એનું ટાઈમટેબલ બનાવો ને એ પ્રમાણમાં ફટાફટ કરવું જોઈએ કેમ કે એક્ષામ નજીક આવે છે એ તમારા એકકોર્ડિંગ કરી લેજો